નમસ્કાર નમસ્કાર સર નમસ્કાર સર બસ એકચુંલી મારી એક સિરિયલ હતી કે ભૈયા ફોજ મેં ભાઉજી મૌજ મેં એ સિરિયલ હમણાં જ મારી પતી છે એટલે હું બસ કામની શોધમાં હતો કે ચાલો આજે અમે ડાયરેક્ટર સાહેબને યાદ કરી લઇએ એ બહાને તમે પેલી જે એક વાત કરતા હતા ને જે તમારી કોઈક પેલી સિરિયલ ચાલતી હતી પેલી ભંગી ચૂડેલ એવું કઈક સમથિંગ કરીને હતું સર એ શું હતું સર અચ્છા અચ્છા અચ્છા અચ્છા હં હં હં હં અરે વાહ હં હં હં હં હં હં હં એક પેલો એક તમારો બીજો પણ હં બીજો પણ તમારો શો હતો એ શો કંઈક સમથિંગ બહુ સરસ હતો એ પેલો નહોતો જે પેલા જેમાં મેલ કેરેક્ટરો બહુ સારા એવા હતા જે પેલો વિકાસ વાઘણ કરીને છે ને કોઈક શો હતો એ શું હતું હં તે

હં અરે વાહ તો સર મારાલાયક કંઈ હોય તો જુઓ ને કંઈક થતું હોય તો આમ હું સરસ મજાનો સર વાઘણનો રોલ છે ને એ હું ભજવી શકું છું ભલે વિકાસ વાઘરીનો રોલ ભજવે મને વાંધો નથી પણ કંઈક મારા લાયક થતું હોય તો જુઓ હા હા હા હા અરે રે એક્ટર તરીકે તો આપણે સરસ છીએ જ એમાં તો કંઈ જોવાનો વારો જ નહીં આવે સાહેબ અમે તમને નિરાશ નહીં કરીએ એ બાબતે એમ બસ આ મને એક આ રોલ તમે મને આપો હું ઑડિશન આપી દઉં સર વાહ વાહ વાહ સર વાહ સર વાહ સર વાહ વાહ સર વાહ બસ બસ તો હું આ તમે કહો હું તમને એનું ઓડિશન આપી દઉં છું સર તમે કહો તો હું વંઠેલ વાઘણનું પણ ઑડિશન આપી દઇશ અને વિકાસ વાઘરણ છે એનું પણ આપી દઇશ સર તમે કહેશો એનું હું આપી દઇશ ઑડિશન

હં અરે સાહેબ તમે એ બાબતે તમે મારી સિરિયલ મેં તમને કીધું ને સર ભૈયા ફૌજ મેં ભઉજી મૌજ મેં હા તો એ તમે એક વખત ખાલી પ્રોડ્યુસરને ખાલી બતાવો ને અને એમાંય એક જે એમાંય એક સાહેબ અત્યારે આમરું જ એક સોંગ ચાલતું હતું ઉલટે પલંગ દોનો ચલી મોજ મેં તો એ બહુ જ સરસ લેવલનું હતું સાહેબ તમે સાંભળશો તો મજા પડશે આમ હા હા મજા પડી જશે સાહેબ ઠીક છે ઠીક છે સર હું અત્યારે વિડીયો તમને મોકલી દઉં છુ ચાલો પહેલાં સર હા